ભારતીય મિડિયામાં હું ઘણી બધી ટીવી ચેનલો વિશે જાણું છું જેમ કે આજતક વીટીવી ન્યૂઝ સંદેશ ન્યૂઝ એ બધી ચેનલો પરથી અમણે ખૂબ જ જાણવા મળે છે તેઓ સાંસ્કૃતિક કાર્યક્રમો પણ બતાવે છે અને આપણા દેશમાં શું થઈ રહ્યું છે શું ચાલી રહ્યું છે શું કાંડો થતા છે એ બધું આ એ ન્યૂઝપેપરમાં બતાવવામાં આવે છે અને ન્યૂઝ ચેનલો પણ સારો ફાળો ભજવે છે આપણા લોકોને જાગૃત કરવા અને એ એ કામ મને ગમે છે પરંતુ કોઈ ટાઈમ ન્યૂઝ ચેનલો ખુદના માટે ખુદના માટે પોતાના માટે લોકોનો ઉપયોગ કરે છે એ ના કરવું જોઈએ પોતાની ચેનલ ચલાવવા માટે લોકોનો ઉપયોગ ના કરવો જોઈએ અને જે સાચી હકીકત હોય એ જ બતાવી જોઈએ પરંતુ આજના સમયમાં એ થતું નથી હા સાચી હકીકત બતાવે છે પરંતુ બધી જ ચેનલો સાચી હકીકત જણાવતી નથી અને મોટા લોકોની વાતો છુપાવે છે આ ન થવું જોઈએ આ આપણા સમાજમાં ભેદભાવ ન થવો જોઈએ ટીવી ચેનલો વચ્ચે પણ ભેદભાવ ન થવો જોઈએ તેથી હું એવું ઈચ્છુ છું કે આપણો દેશ આગળ વધે એમાં એમાં ચેનલો આ ચેનલોનો ખૂબ જ મહત્ત્વનો ફાળો છે હા એ હું માનું છું પરંતુ એમણે પણ ખોટી સમાચારો ના આપવા જોઈએ કોઈને તેથી મારું એટલું જ કહેવું છે કે ટીવી સમાચારવાળા લોકોએ પણ સાચા સમાચાર આપવા જોઈએ અને ખુદ પોતે પહેલાં જાણકારી મેળવી બીજાને જાણકારી આપવી જોઈએ હા એ સારું છે